હું ગુજરાતથી છું અને મારી ગુજરાતી ભાષા છે તો અમે લોકો હમણાં જ થોડા ટાઈમ પહેલાં અમેરીકામાં ગયેલાં તો અમેરિકામાં મને સંદેશા વ્યવહારમાં બહુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કે જેમાં અમે શોપીંગ કરવા માટે ગયા તો ત્યાં હું અને મારી ફ્રેન્ડ બન્ને અમે ગયેલાં તો એને બી ગુજરાતી ભાષા આવડતી હતી અને મને બી ગુજરાતી જ આવડતું હતું તો ત્યાં તો અંગ્રેજી ભાષા ચાલે એટલે એ લોકોને કંઈ સમજ પડે નહીં એ પછી અમે લોકો એના શોપિંગ કરવા માટે ત્યાં અમને બહુ જ તકલીફ પડી પછી અમારે કંઈ બી હોટલમાં જવું હોય તો કંઈ બી ખાવા માટે જવું હોય તો ત્યાં પણ અમને લોકોને બહુ તકલીફ પડી કે એ લોકોને કોઈ ભાષા બીજી આવડે નહીં એ લોકોને અંગ્રેજી જ ભાષા આવડે તો પછી અમે એમાં અમે સંઘે શેવાળ તરીકે અમે ગુગલની એપ ચાલું કરી અને ગુગલમાંથી અમે પછી ટ્રાન્સલેશન કરી અને એ લોકોએ બતાવીને પછી આવી રીતે બધું અમે લોકો આવી રીતે કરતાં હતાં કે ભાઈ એને બધી સમજ પડે અને અમે જ્યાં પણ ગયાં ત્યાં અમેરિકાના બધા જ અલગ અલગ દેશના બી એ લોકો એની ભાષા બધી અંગ્રેજી જ હતી અને અમે લોકોને ગુજરાતી આવડે પછી એટલે અમને બધી જ જગ્યાએ બહુ તકલીફ પડતી હતી ને પછી અમે એમાં કંઈ શોપિંગ કરવા જવું હોય કે કંઈ હોટલમાં જવું હોય કાં તો પછી અમને કંઈ બી કોઈ બી હોટલમાં અમને લોકોને રિસેપ્શન ઉપર પણ બી હોટલનું કંઈ બી પૂછવું હોય કે અમે કસીનો ગયા તો કસિનોમાં બી એ લોકોની અમને કસિનો રમવો હતો તો કસિનોમાં બી એ લોકોને ગુજરાતી જ આવડે નહીં કંઈ કોઈને અને બધાને અંગ્રેજી જ આવડે તો એમાં બી અમને લોકોને બહુ જ તકલીફ પડતી હતી પછી જયારે અમે ગાઈડ ગાઈડ અમારી બસમાં અમે લોકો મુસાફરી કરતા કરતા બસમાં જે ગાઈડ આવતા હતા એ લોકોને બી અંગ્રેજી જ આવડે એટલે એ લોકો બી જે બોલે એમાં અમને કંઈ જ સમજ પડે નહીં પછી અમારે અમારા ટુર ગાઈડને બધું પૂછવું પડે અને કાં તો પછી અમે લોકો ટ્રાન્સલેશન માટે ગુગલ ચાલું કરી દેતા હતાં તો પછી અમને લોકોને એ ગુગલથી બધું બહુ સારી હવે સુવિધા છે ગુગલની તો અમે લોકો ગુગલ ચાલું કરી અને બધું જ અમે લોકો એ સમજી શકતા હતા અને ક્યાંય પણ હોટલમાં ગયા કે શોપિંગ કરવા ગયા કે બધી જગ્યાએ અમે એ લોકોને ગુગલથી એ લોકોને સમજાવતા હતા તો એ લોકો સારી રીતે સમજી શકતા હતા પણ એ વસ્તુની અમને બહુ તકલીફ પડતી હતી કે અમે ગુજરાતી અને એ લોકોની અંગ્રેજી ભાષા તો ગુગલ તરીકે અમને લોકોને બહુ જ સારું અમે સંદેશા વ્યહવાર કરી શક્યા એટલે કોઈપણ જગ્યાએ તમે જાઓ અને તમારી ભાષા કંઈપણ હોય પણ ત્યાંની ભાષા જે હોય એ બધી જ ભાષાઓ ગુગલમાં ટ્રાન્સલેશન કરી અને તમે કરી શકો છો તો એ સુવિધા ગુગલની બહુ સારી સુવિધા છે તો એ ગુગલથી સંદેશા વ્યવહાર તમારે બહુ સારી રીતે તમે કરી શકો છો થેંક્યુ